હું તમને દોડ સંબધિત પ્રવૃત્તિઓ અહીંયા બતાવીશ તો જ્યારે ઠંડીનો ટાઈમ હોય ત્યારે દોડ સંબંધિત હું તમને બતાવીશ જ્યારે ઠંડીની ઋતુ એટલે કે શિયાળો આવે તો મેં સવારના ચાર વાગ્યે ઉઠી જાઉં છું અને મારા ગામથી પાંચ કિલોમીટર ગામ છે ડૂરચા ત્યાં સુધી મેં દોડું છું અને દોડ કરવાથી આપણાં શરીરનું મેન્ટેનેન્સ વધતું રહે છે અને આપણું શરીર તંદુરસ્ત રહે છે અને દોડ કરવાથી આપણને ક્યારેય પણ થકાન મહેસુસ ગમે ત્યારે આપણે વધારે પડતું ચાલવું હોય કે જંગલ પહાડ પર ચડવું હોય તો આપણને પગ દર્દ કરવાની સંભવતા બહુ ઓછી રહે છે અને અને મને મારા હસાવવાની પ્રવૃત્તિ એ વિષે હું બતાવું તો હું મારી અંદર કાંઇને કંઇ એવું પ્રવૃત્તિઓ છુપાયેલી છે તેનાં કારણે લોકોને મનોરંજન પણ કરી શકું છું અને તેમને હસાવી પણ શકું છું મનોરંજન કરવા માટે કોઈપણ વાત કે કોઈ બીજા અવાજથી વાત કરવાનું અને કંઈ પ્રવૃત્તિ એટલે કંઇ અભિનય પાત્ર કંઇ નાટક છે એવી પ્રવૃત્તિઓ કરીને મારા ગામવાળા લોકોને બધાને હસાવું છું આવું પ્રવૃત્તિ કરવાથી મને બહુ જ સારું લાગે છે અને આટલી વિગતો મને તમે આપવા બદલ બહુ આભારી છું અને દોડ સંબંધિત હું આપણાં શરીર માટે મેન્ટેનન્સ વસ્તુ શું છે તે પણ તમને બતાવીશ કે દોડ કરવા દોડ સંંબંધિત જે છે ફાયદાકારક છે તેના વિષે મેં જણાવું તો દોડ કરવાથી આપણાં હાથ પગ છે એ એકદમ ફ્રી રહે છે કાંઇ દુઃખાવો નથી રહેતો અને આવું દોડ કરવાથી આપણને થકાન પણ બહુ ઓછી મહેસૂસ થાય છે તો સરળતા પૂર્વક બધાય પ્રેક્ટિકલ તરીકે દોડ કરવી અને જે લોકો વધારે ઉંમરનાં છે તે લોકોએ પણ દોડ ના થઈ શકે તો સવારમાં ચાલવું બહુ જરૂરી છે અને કોઈ વ્યક્તિને આવું ના કરે તોય તે વ્યક્તિને ખાવાનું ખાધા પછી પાચન ન થાય તો પછી તે વ્યક્તિને આવું પણ કરવું પડે છે તો પાચન કરવા માટે પણ ચાલવું પડે છે તો આપણે પહેલાંથી જ શરીરને મેન્ટેનન્સ કરી શકીએ તો બહુ સારું